મુખ્ય કલાસ્વરૂપો હસ્તકલા છે ગુજરાતમનાં મૂળ તમને જણાવું તો ગુજરાતની વાત કરું તો સૌથી પહેલાં મારા મગજમાં એક જ આવે જે છે ગરબા ગરબા પછી કચ્છની વાત કરું તો એમનાં ભરતકામ ખૂબ જ પ્રખ્યાત છે અને સુરતની વાત કરું તો સુરતમાં ડાયમંડ ઉદ્યોગ ખૂબ જ પ્રખ્યાત છે એમનો વિશ્વનો સૌથી મોટો ઉદ્યોગ ડાયમંડ એ સુરતમાં જ આવે છે પ્રખ્યાત છે સુરતમાં